અમદાવાદની પોળમાં ઘણી ઐતહાસિક ઇમારતો આવેલી છે અને એટલે જ તેમાં આપણે એ પણ ખબર પડે છે કે આ જે ઇમારતો છે તેમાં કઈ સંસ્કૃતિ છે આપને ખબર તેની સંસ્કૃતિ આ ઇમારત બનાવવામાં કેટલો સમય લાગ્યો હશે તેનું શું યોગદાન છે આ બધી બાબતોના લીધે આપને આવા શિલ્પ કાર્યો દ્વારા આપને જાણ જાણકારી મળે છે અને આપણું જે નોલેજ છે તેનું પ્રમાણ વધે છે અને ભારત છે તે ધાર્મિક દેશ છે અને આ ધાર્મિકતાના કારણે ઘણા બધા એવા અહીંયાં આપણે મંદિરો આવેલા છે જે મંદિરો છે અને તેમાં અહીં એટ એટલી વિવિધ પ્રકારની શિલ્પ કાર્ય કરેલું જોવા મળે છે કે આપણે વી આપણા વિચારો નથી પહોંચી શકતા ત્યાં

આ જે સંસ્કૃતિમાં બન્યું છે તે સંસ્કૃતિનું માનવજીવનમાં શું મહત્ત્વનું છે શું મહત્ત્વ છે એમાં અને માનવી જીવનથી શું અસર થાય છે પહેલાના જમાનામાં જ્યારે ટેક્નોલોજીનું એટલી સુવિધા ઉપલબ્ધ નહોતી ને ત્યારે આ બધા કોઈ પણ બીજો એવો માર્ગ હતો કે જેનાથી લોકો પોતાનું મનોરંજન કરતાં અને અમુક પ્રકારના વ્યવસાય હતા જેમ જેમાંથી એક વ્યવસાયા એવું છે કે જે શિલ્પ કાર્યનું હવે આપણે આ બધી વસ્તુ જ્યારે જોઈએને ઇમારતો જોઈએ કોઈ એવો શીલાલેખ જોઈએ ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુમાં ખૂબ મહેનત છે જાય છે અને આ મહેનતના લીધે પછી એને ખબર પડે છે કે આ બધી વસ્તુમાં ખાલી એક મહેનત જ નથી હોતી પરંતુ સાથે સાથે એમાં એનું એક માનવીય જીવનમાં પણ એનો એક રોલ હોય છે કે જેનાથી માનવીય જીવનને એક અલગ દિશા મળે છે અને અમદાવાદમાં ઘણી એવી પોળ છે કે જ્યાં અલગ અલગ આવી ઇમારતો આવેલ છે એમાં અલગ અલગ શિલ્પ કાર્ય કરેલું છે અને આ બધી વસ્તુનો જ્યારે મેં પ્રવાસ કર્યોને ત્યારે એક અલગ અનુભવ થયો છે અને આ અનુભવ એવો હોય છે કે જેમાં આપણે કાંઈકને કાંઈક શીખીએ છીએ આ વસ્તુ એવી છે કે જે તમને ઈન્ટરનેટ ઉપર તો મળી જશે પણ જ્યારે ઈન્ટરનેટ ઉપર મળતી વસ્તુ છે ને એ જોવામાં અને રૂબરૂ જઈને જોવામાં ઘણો ફેર હોય છે ખૂબ જ તફાવત હોય છે અને ત્યાં જાય અને પછી જે આપણે સ્પર્શ કરીએ આપણે એને અનુભવીએ ત્યારે ખબર પડે છે કે આ વસ્તુ ખરેખર છે શું અને એટલા જ માટે આ બધી વસ્તુનો એક મુસાફીરે ચોક્કસપણે ચોક્કસપણે એને એક વાર તો મુલાકાત લેવી જ જોઈએ જેથી ખબર પડે કે આ વસ્તુ ખરેખર છે શું શું ખરેખર આ અનુભવવાની વસ્તુ છે અને એ વસ્તુથી આપણા નૉલેજમાં વધારો પણ થાય છે એટલા માટે આ વસ્તુનો એક અવલોકન કરવું જોઈએ ત્યાર બાદ આ અમદાવાદની જેટલી પણ સ્થાપત્યકળા છેને તેનાથી આપણને એ પણ ખબર પડે કે આ કયા સમયકાળ દરમિયાન થયું હશે કોઈ રાજા હોય તો ખબર પડે કે એ રાજાએ છે પોતાનું કોઈ એવી પ્રખ્યાત વસ્તુ હોય કે તેનું કોઈ શિલ્પકાર્ય કરાવ્યું હોય કોઈ સ્થાપત્ય કરાવ્યું હોય તો આની પણ આપને એક જાણકાળી મરે છે મળે છે એવી જ રીતના ગુજરાતમાં એક અશોકનો શીલાલેખ છે જેનાથી આ એ સ્થાપત્યકળા એવી છે કે તેમાં કેટકેટલી કલાઓ કળાઓ તો જોવા જ મળે છે સાથે એ પણ ખબર પડે છે કે આ કોઈ આવો એક રાજા હતો જેના જેણે આ બનાવ્યો છે શીલાલેખ અને એની પણ આપને ઘણી બધી એવી જાણકારી મળે છે એટલે જ આ બધી વસ્તુ છે એ અત્યારે બધાંયે પ્રત્યેક માતાપિતાએ પોતાના બાળકને એક વાર મડ ત્યાં જોવા લઈ પણ જાવું જોઈએ જેથી એને ઘણા અનુભવ થાય અને સ્થાપત્યકળા એક એક એટલી કળાઓમાંની એક કળા છે કે જે અદ્ભુત છે છે અને એમ કહીએને કે ભગવાનના દીધેલા આશીર્વાદ છે બધા પાસે આ નથી હોતું સો આ એક એવી વસ્તુ છે કે બહુ જ ઓછા લોકોમાં હોય છે અને હંમેશા બસ આ વસ્તુનો એક અનુભવ કરવો જોઈએ